હવે કર દઉને હા સમય બદલાય તેમ દરેક સ્થળે આધુનિકતા આવી જાય છે પહેલાંના સમયમાં દેવદર્શન માટે મંદિર મસ્જિદ કે ચર્ચ એમ પોતાના ધર્મ અનુસાર દરેક ધર્મના લોકો દર્શન કરવા માટે તેમજ પ્રાર્થના કરવા માટે કે નમાઝ કરવા માટે જતાં હતા સમય બદલાતા તે પણ આધુનિકતા સાથે સંકળાઈ ગયા છે પહેલાના સમયમાં દેવ દર્શન માટે લાઇનમાં ઊભા રેવું પળતું હતું જ્યારે હવે ઘરે બેઠા જેતે ધાર્મિક સ્થળની ઓનલાઈન મુલાકાત લઈ શકાય છે લઈ શકાય છે યુવા વર્ગ ધર્મ તરફ વળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે જેથી વિવિધ વ્યસનોથી દૂર રહી શકે અને સારા સંસ્કાર મેળવી શકે મેળવી શકે કરવા માટેના લાઇનમાં ઊભા રહેવું એવું મંદિર એટલે કે એ જગ્યા ન હોય તો અત્યારે તો ઓનલાઈન દર્શન લાઈવ દર્શન થાય છે તહેવારોમાં પણ લાઈવ દર્શન બતાવામાં આવે છે